હું મોટે ભાગે ગરબાને વધુ માણું છું ગરબા અને કથક કારણ કે ગરબા એ એકતો ગુજરાતી સંસ્કૃતિનું પ્રતિક છે જોકે આજે હવે એ સમગ્ર ભારતનું પ્રતિક બની ગયું છે અને એ પણ વિશ્વભરમાં એટલે એક ગુજરાતી તરીકે ગરબા એ મારુ પ્રિય નૃત્ય છે અને હું તે શીખું પણ છું અને શીખવું પણ છું બીજું કથક તો કથક પણ મારો પ્રિય પ્રકાર છે નૃત્યનો તેની અંદર જે અલગ અલગ પોઝીસન્સ છે અલગ અલગ સંદેશાઓ જે વ્યક્ત કરવામાં આવે છે તે મને ખૂબ જ ગમે છે કે એક સંદેશો વ્યક્તિઓ સુધી પહોંચાડવાની એક અલગ જ અને એક રસપ્રદ રીત છે જો આપણે કૃષ્ણ લીલાને વાંચીને સમજાવવા બેસીએ તો શક્ય છે કે ઘણાં ખરાંને રસ ન પડે પરંતુ જો આ રીતે એ નૃત્ય દ્વારા એ વસ્તુ જો આપણે પહોંચાડવાનો પ્રયાસ કરીએ તો લોકોને રસ પણ જાગે છે અને તેઓને સમજવામાં પણ સરળ બને છે ક્યારેક આ વસ્તુ થોડીક મુશ્કેલ બની જાય છે કે જ્યારે જે વ્યક્તિઓ એના જાણકાર નથી તે લોકો માટે આ થોડુંક મુશ્કેલ રહે છે પરંતુ વધુ પડતા લોકો એ શરીરના કે અંગોના વળાંકોને જોઈને પણ એ વસ્તુ સમજી જાય છે ગરબામાં પણ એવું જ છે કે ભક્તિ ભાવની સાથે સાથે શારીરિક કસરત પણ છે એવું પણ કહી શકાય કેમકે એમાં સ્ફૂર્તિ જોઈએ છે અને તેનું રોજ જો પ્રેક્ટિસ કરવામાં આવે તો તેમાં નિષ્ણાંત પણ બની શકાય છે અને શરીર પણ એકદમ સ્વસ્થ રહે છે રોજ કસરતમાં કરતું શરીર જોકે સ્વસ્થ જ હોય છે એટલે એટલા માટે ગરબા અને કથક આ બે મારા મનપસંદ પ્રકાર છે નૃત્યના અને હું તે લગભગ રોજ તેનો રિયાઝ કરું જ છું